ગુડ ઇવનિંગ સર હા ના બસ આનંદમંગલ ડોક્ટર સાહેબ મારે બસ મેં તમને ફોન એટલા માટે કીધો મારી તબિયત છેલ્લા લગભગ ત્રણ ચાર દિવસથી ખરાબ છે એક તો મેઇન શરદી છે એક તો શરદી છે મેઇન માથું દુઃખે છે અને જુલાબ છૂટી ગયા છે ને હવે એને એને કંટ્રોલ કરવું મારે શું કરવું જોઈએ હવે

હા વાઇરલ

બરાબર હા હા પ્રી પ્રિકોશનમાં શું કરવાનું તમે કીધું

બરાબર

કસ્ટમ બરાબર હા મોકલાવું ઓકે ભલે થેન્કયુ ઓકે થેન્ક ઓકે ઓકે ભલે ભલે થેન્કયુ સર

હેં હેં હેં